હલો હું કાર્તિક હેલોડ વાત કરું છું આ વેસુમાં રહું છું આ મારું એડ્રેસ છે જી સાતસો પાંચ સારથિ કોમ્પલેક્ષ તો હું અહીંયા રહેવા આવી ગયો છું પણ મારે ત્યાં ગેસ સિલિન્ડરની લાઇન નથી તો મને ગેસ સિલિન્ડરની જરૂર છે તો તમે એવું કરી શકો છો કે મને અર્જન્ટમાં એક સિલિન્ડર કરાવી આપો કાલે ને કાલે જ મારું આ મારું આ એડ્રેસ ફરીથી કહું એ સાતસો પાંચ સારથિ કોમ્પલેક્ષ તો શું શું ભાવે છે એક સિલિન્ડર ત્યાં હા તો મને ચાલશે આ ભાવે પ્લીસ કાલે ને કાલે મોકલાવી આપજો મારું ગ્રાહક ઓળખાણપત્ર અને નવું સરનામું છે પાંચ સાત છ છ હા પ્લીઝ જલ્દી કરાવી આપો